રાંધણકળા એ સ્ત્રીઓનો ખૂબ જ મોટી કળા છે સ્ત્રીઓમાં હોવી એ હવે તો પુરુષોમાં પણ હોય છે પણ સ્ત્રીઓમાં હોવી એ ખૂબ જ અગત્યની વસ્તુઓ હોય છે દરેક માણસ દરેક લેડિઝની પોતાની એક હાથ વણોટ હોય છે એ નામા નાનામાં નાની વસ્તુ જો બીજા બનાવતા હોય અને એ નાખે તો કદાચ એને એ ના ખબર હોય પણ આપણે એ વસ્તુ બનાવીએ અને એ નાખીએ ત્યારે એ વસ્તુ આપણાંથી બહુ સરસ બને એટલે હા દરેકની એક એવી વસ્તુ હોય છે કે જે નાખવાથી તમારા તમે બનાવેલી વાનગીનો ખૂબ જ સરસ રીતે એનો ઉઠાવ આવે એ સ્વાદિષ્ટ બને એના માટે ઘરમાં બનાવેલા દરેક મસાલા ખૂબ જ જરૂરી છે દરેક મસાલાઓ તમે વ્યવસ્થિત પકવો એને એની એના તેલને છૂટવા દો અને પછી જો એને એમાં સરસ વસ્તુઓ શાક દાળ બનાવવામાં આવે તો એ ખૂબ જ સારી અને સ્વાસ્થ્ય રીતે બની શકે છે